ગામડાના લોકો રમત ગમતમાં તેમનો અભિપ્રાય બહુ સારો હોય છે તે રમત માટે સારા સારા વિચારો મનમાં લઈ ફરતા હોય છે કારણ કે એમનું માનવાનું એમ હોય છે કે જો રમત ગમત રમતા હોઈએ તો આપણા શરીરને તંદુસ્ત તંદુરસ્ત રહીએ કોઈ બીમાર ન થાય શરીરમાં સ્ફૂર્તિ આવે તાકાત આવે અને આપણે રમત ગમત ગમીને આપણે આગળ જઈએ તો આપણું નામ પણ થાય સમાજમાં બેસવાનું એમ ઠાઠથી બેસીએ એવું પણ તે વિચારતા હોય છે એટલા માટે તે લોકો રમત ગમતને મહત્ત્વ આપે છે